ગીત ગાવાની હું વાત કરું તો ગાવાની કૌશલ્યતામાં તો આપણે જ્યારે સાત સુરોની વાત કરીએ તો સાત સુરોનું વધારે મહત્ત્વ છે જેમાં સા રે ગા મા પ ધ ની સા સા ની ધ મ પ ગ રે સા આ સાત સુરોથી સુરોની રચના થતી હોય છે અને તમારે એનો અભ્યાસ કરવાનો હોય છે એનું તમારે સુરોનું તમારે એનું જે મંથન કરવાનું હોય છે એનાં પછી તમે સુરોને સમાવી શકો એમ છો આજે હું ગીત ગાવાની વાત કરું તો મને ગીત ગાવું એ બહુ જ પ્રિય છે સુરોનો સંગમ થાય અને જ્યારે સુરો વહે ત્યારે એક સંગીતમય વાતાવરણ બનતું હોય છે તો એના માટે થઈને સવારનાં પરોઢે આપણે બ્રહ્મ સમયના સમયે આપણે એનો અભ્યાસ કરવો જોઈએ એનો રિયાઝ કરવો જોઈએ ત્યારબાદ તમે જોશો કે તમારા સુરો પર પકડ ધીરે ધીરે ચાલું થશે અને ક્લાસિકલ સોંગ્સથી માંડીને દરેક પ્રકારનાં તમારે એનો અનુભવ કરવો જોઈએ અને ગીતો ગાઈને તમારે લોકોને બિરદાવવા જોઈએ અને ગીત ગાતા રહેવું જોઈએ